રસોડા અને ગાજરુંમાં ઉંદર વાંદાને દૂર કરવા માટેનો ગોળીઓ એટલી છાંટીએ છીએ

ડામરની ગોળીઓ મૂકીએ છીએ અને વાંદા ઉ ઉંદરને પકડવા માટે અમે પાંજરું રાખીએ છીએ એમાં ઉંદર પકડાય છે અને પછી બહાર છોડી દઈએ છીએ અને વાંદા માટે પણ એ જ પ્રમાણે એનો સ્પ્રે છાંટીએ છીએ અને એ રીતે એમને દૂર કરીએ છીએ